મારા હિસાબથી તો ખાવા માટે આપણું સાદું સિમ્પલ જે રેગ્યુલર માં બનતું હોય છે દાળ ભાત રોટલી શાક એ જ આપણા ખાવા માટે માહિતગાર છે પછી એના પછી ફળ ફ્રૂટ એ બધું અને કાજુ બદામ પિસ્તા પણ એની પણ લીમીટ રાખવાની આપણે જરૂર છે જ્યારે આપણે તે બધી વસ્તુઓ ખાઈએ છે તે આપણા બોડી માટે સારી વસ્તુ કહેવાય છે કારણ કે તે જ આપણને પોષણ આપે છે જ્યારે આપણે જમવાનું સારી રીતે લઈએ છે સારો લઈએ છીએ તોય આપણી બોડીમાં સરખા રીતના વિટામીન બી આપે છે અને આપણી બોડીમાં રોગ ન થાય છે આપણે દાળ ભાત શાક રોટલી સાદો સિમ્પલ ખોરાક લઈએ છીએ તે જ આપણા માટે સારું છે સવારે જ્યારે આપણે નાસ્તામાં સાદો નાસ્તો લઈએ છીએ જે ઘરનો નાસ્તો બનેલો હતો તે જ આપણા માટે સારો કહેવાય છે તેનાથી આપણને રોગ નહીં થાય જ્યારે આપણે બહારનું કોઈ વસ્તુ નાસ્તો જમવાનું ખાઈએ છીએ ત્યારે તે હોટલમાં નહીં ખબર કે ક્યારનું બનેલું છે કેટલા દિવસનું હોય છે અને કેવી રીતના બનાવેલું છે તો આપણી બોડીમાં રોગ વધારે ફેલાવે છે ચરબી એ બધી પ્રોબ્લેમ કરે છે અને આપણે ને રોગ થાય છે જ્યારે આપણે ઘરનું બનાવેલું ખાઈએ છીએ તો આપણને રોગ થવાના ચાન્સ ઓછા હોય છે એનાથી આપણને વધારે રોગ પણ નહીં થાય અને બોડીમાં તાકાત આવે છે જ્યારે આપણે કાજુ બદામ એ બધું સવારે ખાઈએ છીએ ત્યારે આપણો માઈન્ડ સારી રીતના ચાલે છે આપણા બોડીમાં આપણને આળસ નહીં લાગે છે અને એ બધું છે જ્યારે આપણે સાંજે સાદો જ ખોરાક લઈએ છે તો આપણને ઊંઘ સારી આવે છે આપણે ટેન્શન નહીં લઈ શકતા આપણને ઊંઘમાં કોઈ પ્રોબ્લેમ પણ નહીં આવે છે એ બધી વસ્તુઓ છે જ્યારે આપણે બહારનો ખોરાક ખાઈએ છીએ ત્યારે આપણને એસિડિટી પેટમાં દુ ખાવો વગેરે આપણને રોગ થાય છે તેનાથી આપણને સારી નીંદ પણ નહીં આવે છે ને આખો દિવસ આપણો પરેશાનીમાં જાય છે તેનાથી આપણે બહુ ઓઈલી ખાઈ લઈએ તો આપણી ચરબી વધે છે તેનાથી આપણે બહુ કંઈ ભારીકામ પણ નહીં કરી શકીએ છીએ વગેરે આપણને પ્રોબ્લેમ્સ થાય છે